નમસ્તે કેમ છો મજામાં ઘણાં કેટલાય દિવસ પહેલાં હું તમારી દુકાનેથી એક વાયર કાપવાનું કટર લઇ ગયો હતો હવે એ વાયર કાપવાનું કટર જે છે એ તમારી દુકાનથી સારું આવ્યું છે ખૂબ સરસ આવ્યું છે તો મારી એ ગણતરી છે કે જે તમે સારી રીતનું એક વાયર કટરનું મશીન આપ્યું એ બીજા મારાં ગામનાં બીજા બે પાચં જણાને જોઈએ છે તો તમે એ પ્લીઝ મને કરી આપો અને જો તમારી દુકાને ન હોય તો એ બીજે ક્યાંકથી મને મગાવી અને આપો જેથી કરીને મારા બીજા ખેડૂતભાઈઓને એ ખૂબ ઉપયોગી બની શકે અને પહેલાં જે હતું કે પહેલાં મારી પાસે એક બે કટર હતાં જે મેં બીજેથી ખરીદ્યા હતાં પણ એ કટરો સાહેબ છે ને બિલકુલ થોડોક એક બે વખત કામ કરે છે અને પછી એ કામ કરવાનું બંધ કરી દે છે તો જે આ તમે આપ્યું એ હું જણા અઠવાડિયા પહેલાં લઇ ગયો હતો હવે એ કટર મશીનમાં એવું છે કે ફેન્સિંગના તાર જે આપણે વાળવા કે કાપવા હોય ને ત્યારે એ બહુ આરામથી અને આસાનીથી કપાઇ જાય છે તો આ બીજા પણ મને મગાવી આપો અને હું તમને જો આટલા ટાઈમથી આટલું સારું તમારી વસ્તુ જે આપેલી છે એના વખાણ કરું છું તો હું તમને એ પણ કહીશ કે મારા બીજા મિત્રોના ઓર્ડર હું તમને અપાવું છું તો માટે મારે જે બીજું લેવાનું કટર છે એમાં તમે મને થોડી ઘણી ડિસ્કાઉન્ટ કરી આપજો આભાર અને ખૂબ સરસ તમે મને આપ્યું કટર અને હજી પણ આવી સારી ગુણવત્તાવાળી જ વસ્તુ બધાને આપતા રહેજો તમારી દુકાનનું ખૂબ સારું નામ થશે